હેલો હા ગોમતીપૂર ગામના સરપંચનો ફોન નંબર છે ને હા સર સરપંચશ્રી મારે તમને એક ફરિયાદ નોંધાવી છે એકચુંલી હું તમારા ગામમાં ઘણા વર્ષોથી રવ છું અને મને અમારો જે પડોશી છે ને એ ભાઈથી થોડું મન દુખ છે કેમકે એ અમારા ઘર તરફથી મારા ખેતરએ આવવા જવાનું કે ગામમાં આવવા જવાનું જે રસ્તો છે ત્યાં વચ્ચે એનું ઘર પડે છે બરાબર અને ત્યાંથી એ એના ઘરનું ગંદુ પાણીને બધુ છે ને રોડ પર લાવે છે નિકો બનાય બનાયને વરસાદનું પાણી કે એને ઢોરનું મર મૂત્રવાળું પાણી એને નવડાવી પાણી એવું બધુ તો એ સીધું ઘર તરફ આવે છે તો અમારા ઘર બાજુ ખાબોચિયા ભરાય જાય છે અને ત્યાં અમારે મચ્છરને બધો ત્રાસ વધી ગયો છે તો અમારે તમને વારંવાર કહેવું પડે છે કે ભાઈ તમે આવું ના કરો ગામમાં સ્વચ્છતા જાળવવાની છે બધુ છે પણ એ લોકો કશું એવું સાંભડતા જ નથી બરાબર તો અમારે તમને કેહવાનું કે તમે કોઈ કાનૂની પગલાં લો કે તમે તમારી સત્તાનો ઉપયોગ કરીને તમે એમને ભાર પૂર્વક વાત કરો તો કદાચ અમારું નથી સાંભડતા પણ તમારું સાંભડે બરાબર હા

બરોબર કેમકે ઘણીવાર હ ઘણીવાર બોવ ઉગ્ર સ્વભાવે બોલે છે તો પછી મારામારી જેવુ થાય તો ગામમાં એ શોભે નય અને એના માટે થઈ અને આપડે તમને તમને એવી વિનતી કરવામાં આવે છે બરાબર કે રોડ તમે સરખો કરાવો તો આ પ્રશ્નના રે બરોબર કારણ કે અમારી બાજુ તો ઢાળ છે તો એ સરખું કરાય ને પુરણ કરાય ને તમ સરખું કરાવો તો કદાચ એ ભયથી પછી આગળથી કશું થાય નય તમે સત્તાનો ઉપયોગ કરીને તમે અમારું આ એક કામ સારું કરી શકો ઓકે ઓ હા આભાર આભાર સાહેબ આભાર હ તમારો આભાર હા